મારું નામ કાર્તિક છે મેં મારી મમ્મીની બર્થ ડે આવે છે પંદર તારીખે ને આજે દસ તારીખ થઈ ગઈ મેં એક તારીખે ઓર્ડર કરેલું ગિફ્ટ માટે જ્યારે બધો સામાન આવી જાય મારું બર્થ ડે માટે બધું પ્રેઝન્ટ લેવાના હતા બધું લેવાનું હતું મેં બધું ઓર્ડર કર્યું પણ એનું કંઈ ઠેકાણું નથી મેં કસ્ટમર કેર પર કોલ કર્યું મેં બધું કર્યું આ લોકો કંઈ અપડેટ આપતા નથી મારી હવે બર્થ ડે આવે છે મારે હવે શું કરવાનું તમે એ કહો હું તમને મેં પૈસા પણ ભરી દીધા છે બધું જ કરી દીધેલું પણ તમે લોકોએ કંઈ ન કર્યું હું તમને મારું બુકિંગ આઈડી આપું છું મારું બુકિંગ આઈડી છે ત્રણ પાંચ સાત બે શૂન્ય શૂન્ય આઠ ત્રણ શૂન્ય પાંચ બે શૂન્ય શૂન્ય આ બુકિંગ આઈડી છે આ મેં બે તારીખે બુક કરાવેલું મારું એડ્રેસ છે એ સાત શૂન્ય પાંચ સારથિ અપાર્ટમેંટ્સ ટીપલોથ હવે મેં એના પછી કસ્ટમર કેર પર કોલ કર્યો ને એ લોકોને કીધું કે મેં બે તારીખે ઓર્ડર કરેલું આજે નવ તારીખ થઈ ગઈને હજુ સુધી તમે કંઈ અપડેટ નથી આપી એ લોકો કહે છે કે ત્યાંથી નીકળી ગયું છે પાર્સલ પણ હજુ ઇન ટ્રાન્ઝિટ બતાવ્યા કરે છે પહેલાં એક્સસ્પેક્ટેડ હતું પહેલાં એક્સસ્પેક્ટેડ હતું કે પાર્સ પાર્સલ આઠ તારીખ સુધી આવી જવું જોઈતું હતું કે છ તારીખ સુધી આવી જતે પણ હજુ સુધી નથી આવ્યું ગિફ્ટમાં બહુ મોંઘી વસ્તુઓ છે ફોન છે ઘડિયાળ છે બધું જ છે ને મને હવે ચિંતા થાય છે કે મારા પૈસા પાછા આવશે કે નહિ આવશે હા